ડૉક્ટર બોલો છો હ મારે રાઈટ સાઈડમાં છે ને મને સોલ્ડરમાં બહુ જ દુ ખાવો થાય છે સોલ્ડરમાં સોલ્ડર ઉપર

ના એવું યાદ નથી આવતું પણ થોડું પેઈન થાય છે હા એ પણ થાય છે અ હા દુ ખે છે હાથ હલાવું તો ય દુ ખે છે એ કર્યું બધું ય કરી લીધું તો ય દુ ખાવો થાય છે શેક કર્યો બધુંયે સ્પ્રે લગાડ્યો હા વાંધો નહીં તો ક્લિનીકે સાત વાગ્યા લગી

ઓકે મને તો આ નંબર ઉપર વોટ્સેપ કરી દ્યો ઓકે ભલે વાંધો નહીં